હલો હા ઈશિતા મારે તારું કામ પડ્યું છે તે હમણાં જ તારા પાસપોર્ટમાં તારા પતિનું નામ એડ કરાવ્યું ને તો મારે બીજા બધા ડોક્યુમેન્ટમાં થઈ ગયું છે પણ પાસપોર્ટમાં બાકી છે તો મને જણાવીશ એમાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અચ્છા આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ લાઇટ બિલ રેશન કાર્ડ જાતિનો દાખલો પછી પોલીસ વેરિફિકેશન પણ થશે અચ્છા પછી બીજું કંઈ તો જરૂર નહીં પડે ને સારું